હેલો હા જી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જી હા જી હા જી અચ્છા આપ કયા શહેરમાં રહો છો અચ્છા તો રાજકોટની જે આપની નજીકની બ્રાન્ચ હોય ત્યાં તમે એકાઉન્ટ ઓપન કરાવી શકો છો એના માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સની માહિતી છે આપની પાસે કે આપને આપું હા જી તો એકાઉન્ટ ખોલાવવા માટે જેના નામનું એકાઉન્ટ ખોલવું છે એમનું આધારકાર્ડ જોઈશે આધારકાર્ડ છે આપની પાસે અચ્છા હવે આ હા તો આધારકાર્ડ પાનકાર્ડ અને એ સાથે તમારું રેસિડન્સનું પ્રૂફ એટલે એડ્રેસ પ્રૂફ જોઈશે આધારકાર્ડ જી હા જી હા રેન્ટનું એગ્રીમેન્ટ ચાલશે અથવા તો તમારા ઇલેક્ટ્રિસિટી બિલની કોપી હોય તો એ પણ ચાલશે એટલે રેસિડન્સના પ્રૂફ તરીકે અચ્છા અચ્છા હવે તમને પૂછી લઉં કે આ એકાઉન્ટ તમારે સિંગલ નામમાં ખોલાવવું છે કે જોઈન્ટ નામમાં ખોલાવવું છે હા તો ફર્સ્ટ એપ્લિકેન્ટ એટલે પહેલા એકાઉન્ટ હોલ્ડર અને પછીના જે બીજા સેકન્ડરી છે એ બંનેના આ ડોક્યુમેન્ટ્સ જોઈશે એ બંનેનું આધારકાર્ડ પાનકાર્ડ અને એક જોઈન્ટ રેસિડન્સ પ્રૂફ આટલી વિગતો હા જી ના નથી સેલ્ફ એટેસ્ટેડ કોપીઓ હશે તો ચાલશે પણ એક વાર એમણે આવવું પડશે કારણ કે બેંકના રજીસ્ટરમાં રેકોર્ડ માટે એમની ઓરિજિનલ સહી જોઈશે એટલા માટે એકવાર એમણે બેંકની મુલાકાત લેવી પડશે હા જી બરાબર છે બીજી કોઈ માહિતી જોઈતી હોય તો કહો જી જી જી ઓકે થેન્ક્યુ આવજો